હલો હલો હા હું સોનાલી વાત કરી રહી છું મારે મારે સત્તર તારીખ માટે રૂમ બુક કરાવવાના છે તો આપણે ત્યાં રૂમ માટે કેવી ફેશિલિટી મળશે બરાબર તો તમે એની મને પ્રાઇસ બતાવી શકશો એસી રૂમની એસી રૂમ માટે બરાબર તેની સાથે સાથે રોકાણ સિવાય બીજું શું સગવડ મળી શકશે મને ત્યાં બરાબર અને ત્યાં આગળ મારે જો હોટેલ બુક કરાવવી હોય તો ચેક ઈન ને ચેક આઉટનો ટાઈમ જાણ કરશો મને પ્લીઝ બરાબર મને જો એસી રૂમ માટે એક્સટ્રા બેડની જરૂર હોય તો તમે મને પ્રોવાઈડ કરી શકો બરાબર છે અને અમારે જો રૂમમાં બુકીંગ પછી મારા જે ગેસ્ટ આવવાના છે એના માટે પીકઅપ કરવા માટે કોઈ વેહિકલ્સની વ્યવસ્થા આપના તરફથી બરાબર અને મારે જે રિસોર્ટમાં ગેસ્ટ લાવવાના છે અને આજુ બાજુના જે પણ એરીઆ છે એ કઇંક જોવાલાયક છે એની માટે પણ જો તમારા હોટેલ તરફથી કોઈ બુકીંગ મળતું હોય તો એ જરૂરી છે બરાબર છે તો હું તમને જે બુકીંગનું છે એ આવતીકાલ સુધીમાં કનફોમ કરી દઈશ ઓકે આભાર